ગામડાંમાં રમાતી રમતો મોય દાંડિયાવાળી રમત લખોટી અથવા કુંડીવાળી રમત સાત તાળીવાળી રમત હુતુતુ અથવા કબડીવાળી રમત બીજા એ દાવવાળી રમત ગેડી દડા ચોર પોલીસવાળી રમત ઈનડોરવાળી રમત નવ કૂકરીવાળી રમત રાજા મહારાજાવાળી રમત કેટલાંક ચેલેનજી રમતો પાસાવાળી રમત આંબા પીપળાવાળી રમત લંગડી દાવવાળી રમત ખોખો ભૂત બંગલાની રમત આંબા દાવવાળી રમત છુપાવાની રમત આંધળો પાટોવાળી રમત એવી કેટલી બધી રમતો ગામડાંમાં રમાય છે એમાંથી ગેડી દડા આ ર રમત દરેક બાળકો પાસે પોતાની માલિકીની ગેડી હોવી જરૂરી હતી અ ગેડી માટે કોઈ ખર્ચ કરવો ન પડતો આમ આ રમતમાં ગેડી વૃક્ષોની ડાળો કાપી લેવામાં આવતી અને તેના ડાળખા પાંદડા દૂર કરી સરસ લાકડી બનાવી લેવામાં આવતી આ ડાળીયો પોતાન પાતળો ભાગ હાથમાં રહેતો અને જાડો ભાગ જમીન પર રહેતો એટલે આજની હોકી સ્ટિક જેવું બની જતું આવી ગેડી લઈને મિત્રો એકત્ર થતાં જમીન ઉપર એક કુંડાળું કરવામાં આવતું તેની વચમાં કપડાંના ગાભાનો દડો મૂકવામાં આવતો પછી એક મુખ્ય છોકરો તેને દડાની ગેડી ફટકારતો અને બીજો રમતવીરો આસપાસ ગોઠવાઈ જતાં અને દડાને પકડવા તત્પર રહેતા જો કોઈ દડો ઝીલી લે તો એ ગેડી ફટકારનાર આઉટ ગણાતો તેમાં માથે દાવ આવતો પછી બધા દડા તેને દૂર ફેંકતા અને પેલો આઉટ થયેલો છોકરો દડા વડે બીજી રમતવીરોને મારવાનો તત્પર રહેતો બધાં જ તેનાથી બચવા ઝાડ કે બીજી જગ્યાએ ચડી જાતા અને દાવ આપનાર છોકરો દડા વડે કોઈને આઉટ કરવાનો પ્રયત્ન કરતો અને એ કોઈ છોકરો નીચે ઊતરીને દડાને પોતાની ગેડી વડે દૂર ઉડાડી દેતો પેલો છોકરો દડા લઈને પાછો આવે ત્યાં સુધી આ બધાં નીચે રહેવા નો લાભ ઉતરતા અને પેલો દાવ આપનાર દૂરથી દડો ફેંકતો અને બધાં રમતવીરો દા ગેડી વડે દૂર ફેંકતા દડાને અને આમ દાવ આપનારને રડી પડે ત્યાં સુધી તેને દોડાવતા અને કોઈની દયા ખાઈને તેને ફેંકેલા દડાની આઉટ થઈ જતાં અને આમ આ ગેડી દડા રમત ગામમાં રમાતી પછી પછી બીજી એક રમત હતી ખોખો ખોખો રમાતી તેમાં દાવ આપનાર લાઈનસર બેઠેલા ખેલાડીઓ આસપાસ ઘૂમતા અને એકબીજા પાછળ રૂમાલ ફેંકીને દોડી જતાં અને રૂમાલ જેની પાછળ પડ્યો હોય તેઓ પહેલાં જેમ દોડવાનું અને આમ આ રમત અ બહુ રમાય છે ગામડાંમાં